હા આપણે ભારતમાં ગુજરાતી ભાષાનું ખૂબ જ મહત્વ છે આપણે બધાં બાળકોને ગુજરાતી શિખવવાની જરૂર છે કારણકે જ્યારે આપણે ગુજરાતમાં તેઓ આવે છે ત્યારે આપણી ગુજરાતી ભાષાનું મહત્વ જાણે આપણી જેમ એ ગુજરાતી બોલે એનું ગુજરાતી મહત્વ ખબર પડે ગુજરાતી ભાષા કેટલી મીઠી છે કેવી રીતના બોલે છે અને બોલવામાં કેટલો આનંદ આવે છે એ બધું તેમને ફીલ થાય ખબર પડે અને તેઓ સમજી શકે છે જ્યારે આપણા ગુજરાતમાં કોઈ બહારની કન્ટ્રીના બાળકો આવે છે ત્યારે તેઓ ગુજરાતી ભણી શકતાં નથી કારણકે તેઓ હિન્દી અને ઇંગ્લિશ ભણેલાં હોય છે પણ એવું નથી આપણે તો એમને શાંતિથી ગુજરાતી શિખવીએ છે અને તે કેટલાંક વર્ષમાં કેટલાંક મહિનામાં તે ગુજરાતી ભણતાં થઈ જાય છે આપણી ગુજરાતી ભાષા ખૂબ જ મીઠી છે અને ખૂબ જ આનંદદાયક આપતી ભાષા છે જ્યારે આપણે ગુજરાતી બોલીએ છે ત્યારે આપણને ખૂબ જ આનંદ થાય છે કારણકે આપણી ગુજરાતી ભાષા એટલી મીઠી છે જ્યારે આપણે કોઈ બી બાળકને ગુજરાતી શિખવીએ છે ત્યારે એને પેલા થી ક ખ એવી રીતના બારાક્ષરી શિખવીને આપણે એને ગુજરાતી ભાષા શિખવીએ છીએ એનું ખૂબ જ સારી રીતના આપણે આનંદ લઈ શકીએ છે જ્યારે કોઈ બીજા દેશમાં જાય છે ત્યારે તે ગુજરાતી ભાષા બોલે છે તે તે લોકોને પણ એવું થાય છે કે હા મારે પણ ગુજરાતી શીખવા જેવી છે અને તેઓ પણ ગુજરાતીમાં રસ ધરાવે છે એ જ રીતે આપણે કોઈ બાળકને ગુજરાતી નહીં શિખવાડીએ છે અને ગુજરાતમાં આવે છે પછી તેને ગુજરાતી વાંચતાં અને લખતાં નહીં આવડે ભણવાના શૈક્ષણિકમાં કાચો રહી જાય છે એના કારણે એને ખૂબ જ નુકશાન થાય છે ખૂબ સરખી રીતના પરીક્ષામાં પાસ થઈ શકતાં નથી આ બધાં એને ગેરલાભ થઈ શકે છે જ્યારે આપણે ગુજરાતી નહીં આવડતી હોય ત્યારે કોઈ ગુજરાતી વ્યક્તિને આપણને સમજાવવાનું હોય છે ત્યારે તેને સરખી રીતના સમજાવી પણ નહીં શકીએ છે તેના કારણે આપણને વધારે દિક્કત થાય છે જ્યારે આપણે કોઈ ગુજરાતી વ્યક્તિને સારી રીતના સમજાવી શકીએ છે તો એનું કારણ એ જ છે કે આપણે ગુજરાતી સારી રીતના બોલી શકીએ છે સારી રીતના એણે ભણેલું છે સારી રીતના એણે સમજેલું હોય છે પણ આપણે જ્યારે કોઈ ગુજરાતી વ્યક્તિને આપણે સમજાવી શકતા નથી તો તેનો મતલબ એ જ કે આપણે ગુજરાતી ભણ્યા નથી આપણને ગુજરાતી વાંચતાં આવડતું નથી લખતાં પણ આવડતું નથી એના કારણે આપણને ગુજરાતમાં અનેક મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે જ્યારે આપણે કોઈ બીજા દેશ બીજા રાજ્યમાં કે બીજા સિટીમાં જઈએ છે ત્યાં ગુજરાતી લખેલું હોય છે અને આપણને ત્યાં બધી જ જગ્યાએ ગુજરાતી ચાલતી હોય છે ખાસ કરીને સુરત જેવા શહેરમાં ગુજરાતી વધારે ચાલે છે અને તે તો ગુજરાતીમાં લખેલું હોય છે અને આપણને વાંચતાં નહીં આવડતું તો આપણે કઈ જગ્યાએ કેવી રીતના જવું તે પણ આપણને ખબર નહીં પડે છે આપણે જ્યારે રેલવે સ્ટેશન પર જઈએ છે ત્યાં પણ આપણને ગુજરાતી જોવા મળે છે કેટલીક વાર તો તે તો આપણે ગુજરાતી વાંચી શકીએ નહીં તો આપણે ટ્રેન કઈ જ કઈ સમયે કયા જગ્યા પર આવે છે તે આપણને ખબર નથી પડતી એના કારણે આપણે બાળકને નાનપણથી ગુજરાતી શિખવીએ તો આપણને હિન્દી ઇંગ્લિશ જેવી રીતના ગુજરાતી પણ સારી રીતના આવડે અને એને કોઈ જગ્યા પર મુશ્કેલી ના પડે જ્યાં ગુજરાતી લખેલું હોય છે તે કી સરખી રીતના વાતચીત ભણીને પછી એ કામ કરી શકે છે અને બીજાને સારી રીતના ગુજરાતી શીખવી શકે છે આપણે શાળામાં જઈએ તો પહેલાં આપણને ગુજરાતી શીખવવામાં આવે છે જયારે આપણે શાળામાં ગુજરાતી શિખતા હોય છે ત્યારે આપણને કંઈક અલગ જ મજા આવે છે આપણને તેમાં રસ પડી જાય છે અને આપણે ગુજરાતી શીખવાની ટ્રાય કરીએ છે આપણે ધીમે ધીમે સિક્સ ક્લાસમાં આવીએ ત્યારે આપણે પ્રોપર ગુજરાતી આવડી શકે છે આપણે બુક વાંચતાં થઈ જઈએ છે આપણે કોઈને બીજા ને નાના બાળકોને ભણાવી શકીએ છે ટ્યુશન કરાવીએ છે તેમને પણ સારી રીતના ગુજરાતી શિખવીએ છીએ અને ગુજરાતી ભાષાનું મહત્વ શિખવીએ છે ગુજરાતી ભાષાનું ખૂબ જ મહત્વ છે ભારતમાં બહુ ચાલે છે અને ખાસ કરીને ગુજરાતમાં ચાલે છે ગુજરાતમાં ગુજરાતી ભાષા સરખી રીતના શીખવવામાં આવે છે પણ ગુજરાતી ભાષા કેટલાક લોકો ગામડું ભાષામાં પણ બોલે છે તે અલગ અલગ હોઈ શકે છે પણ મહત્વ મેન ગુજરાતી ભાષા અમદાવાદમાં બોલાય છે તે અમદાવાદમાં ગુજરાતી બોલે છે તે શુધ્ધ ગુજરાતી બોલાય છે અને જે ગુજરાતી આપણે શીખવા માંગીએ છે તે આપણને શુધ્ધ રીતે શીખવા મળે છે આપણા બુક પણ આપણને ગુજરાતી ભાષા શીખવાડે છે એ જ રીતે આપણે ગુજરાતી ભાષાનું ખૂબ જ મહત્વ છે પણ જે વ્યક્તિને ગુજરાતી ભાષા નહીં શીખે છે ખૂબ જ જીવનમાં મોટી ભૂલ કરે છે જાણે કે એની ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે ત્યારે તેને ખૂબ જ રસ લઈને ગુજરાતી ભાષા શીખવા જોઈશે છે ગુજરાતી ભાષાને તેને હલકુમાં લેવું જોઈએ નહીં કારણકે જે શિખશે તે જ એ અગાડી જઈને જોશે પણ તે ગુજરાતી ભાષા એ સારી રીતના શીખી શકે છે તો એ વ્યક્તિ ખૂબ જ અગાડી જઈ શકે છે પણ જ્યારે તે વ્યક્તિ ગુજરાતી ભાષામાં મહત્વ નહીં ધરાવે છે તો એને ગુજરાતમાં ખૂબ મુશ્કેલીઓનો અનુભવ થાય છે